પહેલાં હું કાગળ ઉપર લખતી તો મારા અક્ષરો ખૂબ જ ખરાબ આવતા હતા પરંતુ કાગળ ઉપર લખવાની પ્રેક્ટિસ કરવાની સાથે મારા અક્ષરો અને મારી સ્પીડ પણ લખવાની વધી અને હવે મારા કાગળો પર લખવાની સ્પીડ વધવાની સાથે મારા અક્ષર પણ સુધર્યાં છે ને હવે કાગળ પછી ટેકનોલોજી આગળ વધવાની સાથે મોબાઈલ અને ટેબ લેપટોપ આવવાના કારણે હું લેપટોપ અને મોબાઈલમાં પણ ટાઈપિંગ કરું છુ અને એમ ટાઈપિંગના કારણે મારુ ઇંગ્લિશ પણ સુધર્યું છે અને મારી ટાઈપિંગ સ્પીડ પણ વધી છે લેપટોપ પર ટાઈપિંગ કરવા પછી હું તેનું પ્રિન્ટ કઢાવી શકું છું અથવા તો જે તે મારે કોઈપણ